અચ્છા મારી છે ને ચૌદ વરસની બેબી છે તો એના માટે મારે છે ને ગળાની ચેઈન અને કા એ પેન્ડન સાથે તો મને એમાં કંઈ ડિઝાઈન વેરાયટી મને દેખાડજોને અને અત્યારે શું ચાલે છેને અત્યારે જે જે યંગસ્ટરને ચાલે એવી રીતે

ચૌદ ચૌદ વરસની છે એવી રીતે હા હા હા કંઈ એમાં દેખાડજો ને હ અત્યારે મોસ્ટલી આઈ થિંક સો રાઈટ વ્હાઈટ ગોલ્ડ વધારે ચાલે છેને તો હવે યંગ છે તો એ રીતે મારે કંઈ દેખાડજોને તમે ડિઝાઈન્સ વેરાયટી કંઈ હોય તમારી પાસે તો એવી રીતે અને સમજોને મારે અત્યારે બજેટમાં એટલે મારે વાંધો નથી એમ તો અ ત્રણ ગ્રામ સુધી કે બે ગ્રામ સુધી કે પાંચ ગ્રામ સુધી વાંધો નહીં એવી રીતે તમે દેખાડજો ને એવી રીતે તો એટલે સોરી આમાં હ અચ્છા હ હા જ કંઈ નહીં તમે દેખાડોને જે મને લાગશે હું એ સાઈડ પર કરાવું છું અને એ બીજું કંઈ મારા માટે કંઈ એવું છે તો કે જે સમજો હવે અત્યારે જે ચાલતું હોય કે ગળા માટે સેટ કે એવું કંઈ તો એવું કંઈ તમારે હોય તો એ દેખાડજોને ઓકે હા હા હા હા હા એટલે બહુ હેવી બી નથી જોઈતી આમ નાજુક ડેલિકેટ બીકોઝ હવે બહુ આજકાલ બધા પહેરતા નથી એટલી હેવી જ્વેલરી અને આમ દેખાવમાં એકદમ નાજુક હોવી જોઈ એવી જોઈએ હા હા વાંધો નહીં તમે દેખાડોને અચ્છા આ સરસ છે આ તમે જે દેખાડીને ડિઝાઈન આ બહુ સરસ છે આના શું રેટ છે કંઈ મને કહેશો જરા અચ્છા ઓ આ થોડુંક મારા બજેટના બહાર જશે થોડુંક એના અંદર તમે દેખાડશો કંઈ મને એવી રીતે ઓકે હ હ હ ચાલોને હું તમને જોઈને પછી કહું છું ચાલોને આ આ જોઉ છું આટલું છે લાઈક તમારી ડિઝાઈન સરસ છે યુનિક છે તો હું તમને પછી જણાવું છું ઠીક છે હા હા હા હા હા હા